મારી મનપસંદ મોસમ છે વરસાદ વરસાદમાં મજા એટલે આવે છે કારણ કે મોસમ એ ત્યારે બહુ સારી હોય છે વાદળો પણ દેખાતા હોય છે અને ફોગ જ્યારે માઉન્ટેન પર જાય ત્યારે વધારે સુંદર દેખાતું હોય છે ત્યારબાદ ખાવામાં અને લીલોતરી વેજી વેજીટેબલ્સ વધારે સારા હોય છે બધી જ રીતે સુંદરતા ગ્રીનરી હોય છે જ્યારે પણ હિલ સ્ટેશન ઉપર જઈએ ત્યારે એના રસ્તા પર વોટરફોલ અને તમામ વસ્તુઓ જોવા મળતી હોય છે ત્યારબાદ ગાડી ચલાવવામાં પણ વધારે મજા આવે છે વરસાદમાં જ્યારે માઉન્ટેન પર જાય ત્યારે વધારે

વધારે મજા આવે છે અમે જ્યારે પણ સાપુતારામાં જાય ત્યારે ત્યાં રોપવે અને ત્યાં વાદળ આખા છાયી જાય છે તેનાથી વધારે મજા આવે છે પ્લસ વાતાવરણમાં ઠંડક હોય છે વરસાદમાં ચા પીવાની જે અલગ જ મજા છે મેગી મસાલા અને ઠંડુમાં ગરમ ખાવાની અલગ મજા આવે છે પ્લસ ભજીયા વરસાદમાં સ્પેશિયલી જ્યારે માણસ પલળ્યા હોય ત્યારે ખૂબ આનંદ આવે છે